મારો ગાવાનો એક યાદગાર અનુભવ કહું તો એક વખત એક ક્લાસ કરેલા હતા એમાં ઘણા બધા લોકો હતા તો કોમ્પિટિશન જેવું તો નહીં હતું પણ ગાવાનું જ હતું તો એક ભાઈ સાથે ડ્યુઅટ ગાયેલું ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં એ એટલું સરસ ગવાયેલું ને સ્ટેજ પર તો અને લોકોને પણ ખૂબ ગમેલું તો એ મારો અનુભવ ઘણો યાદગાર રહ્યો પછી એક વખતે ગુજરાતી ગાયનો આજનો ચાંદલિયો મને લાગે બહુ પ્યારો એ પણ બહુ સરસ ગવાયેલું હતું એ અનુભવ પણ મારો ઘણો સારો રહ્યો તો એ વખતની જે ખુશી હતી તે અવર્ણનીય હતી ખૂબ ખૂબ ખૂબ ગમ્યું હતું ત્યારે